ગુજરાતનાં હાસ્ય લેખકોમાંથી મને અશોક દવેના લેખ અને પુસ્તકો વાંચવા ગમે છે કારણ કે એમની જે હાસ્ય રમુજ કરવાની જે પદ્ધતિ છે એ અનેરી છે એ જે રોજ બરોજના જીવનમાંથી એક હાસ્યસ્પદ કિસ્સાઓ અને રમુજ એ શોધી શકે છે જે અન્ય કોઈ લેખકોમાં જોવા મળ્યું નથી ત્યારબાદ રવિ પૂર્તિમાં આવતું એક કોલમ છે જે જે તેમાં એમના વાંચકોને પણ ઇનવોલ્વ કરે છે એ એમના એ એક એમની આગવી શૈલી છે લખાણ માટેની ત્યાર બાદ એમની જે રોજ બરોજની ઘટનાઓ અને સામાન્ય વતોમાંથી જે રમુજ આપણે ઉત્પન્ન કરી શકવાની જે ક્ષમતા છે એ મને બહુ જ એની ગમે છે